હા કોણ હા હા એમને તમારી જોડે કંઈ મારઝૂડ તો નથી કરી ને ઓકે તમે પોલીસ સ્ટેશન બોલાવીને શું કર્યું એમને

તો પણ એમ નહીં તમને અરેસ્ટ કરીને લઈ જ ગયા હતા બરાબર હા જે એક હજાર રૂપિયા તમે આપ્યા એની તમને ચીઠ્ઠી આપી હતી એ લોકોએ એમ નહીં એ હા પણ એમ નહીં જે રિસિપ્ટ મળી એ પોલીસવાળા કેવી રીતના લઈ શકે કેમકે અ ટ્રાફિક જે તમારું આ જે આરસી બુક નથી બરાબર એ બધાનું એ બધા જે આ વહિવટ છેે બધો ટ્રાફિક પોલીસના હાથમાં છે ઓકે એણે તમારી સાથે મારઝૂડ નથી કરીને વધારે ઓકે એન્ડ કંઈ વધારે ઈશ્યુ તો નથી થયો ને ખાલી નોર્મલ કેસ જ છે અચ્છા તો પછી એમ નહીં તમે શું કર્યું ત્યાં કેસ ક્લોઝ કરી નાખ્યો ઓકે તો કંઈ વાંધો નથી એક મિનિટ હું જોઈ લઉં તો પછી તમે છે ને એ જે પોલીસ સ્ટેશન લઈ ગયા હતા ને એ કાગળિયા તમે સાચવીને રાખજો એમ નહીં અત્યારે તો હું અહીંયા નથી તમારું નામ શું છે એમનું પોલીસવાળાનું નામ શું છે હા તો કંઈ નહીં તમે એક વખત તો બી જોઈ લેજો અને તમને ત્યાં બોલાવવામાં આવે તો મને ફોન કરજો હું તમારી સાથે આવીશ બરાબર કંઈ બીજો ઈશ્યુ થાય તો ઓકે હા મુકું